મુસાફરીની યાદોને કેપ્ચર કરવા માટે અમારા સમયની અંદર અમે લોકો બોક્સ કેમેરા લઈ જઈને અમે એનો ફોટોગ્રાફ સૂટિંગ કરતા તા હાલમાં અત્યારે જો જોવા જઈએ તો એ યાદોને સાચવવા માટેની ઘણી સગવડ કે જે મોબાઈલ ફોનની અંદર છે અને એ મોબાઈલ ફોનની અંદર એ મુસાફરીના સમયના યાદોને માટે ફોટોગ્રાફી ઉતારીએ છીએ વિડિઓ કરીએ છીએ અને એ વિડિયોને ફોટોગ્રાફી અપલોડ કરીને ફ્રેંડ સર્કલમાં અપલોડ કરીએ છીએ જૂના સમયની અંદર ઓગણીસો મારું ઓગણીસો સાહીઠ સિત્તેર એંશીના ગાળાની અંદર અમે ફ્રેંડ સર્કલ જતા તો એક ફોટોગ્રાફર મારો ફ્રેન્ડ હતો જે ફોટોગ્રાફી કેમેરો લઈ આવીને ફોટોગ્રાફ્સ રાખી અને એ એક ફોટોગ્રાફ ઘણા બધાને બતાવતા ત્યાર પછી કોઈ સ્કૂલમાંથી પ્રવાસે ગયા હોય તો ત્યાં આગળ આપણે નોટબુકની અંદર એ પ્રવાસનું સ્થળ ક્યાં આવ્યું શું છે સ્થળનું મહત્વ શું છે એ બધી નોટ નોટ કરતા હતા અને અત્યારે તો એ સ્થળ ક્યાં આવ્યું છે એ આપણે ઓનલાઈન તમે ગૂગલ પર સર્ચ કરો અને મળી જાય છે પણ એ સમય એવો હતો કે જે આપણને ઘણો જ ઉપયોગી સમય અમે કહીએ અમારી રીતે કહીએ તો કારણ કે મારી ઉંમર આજની તારીખ ચુમ્મોંતેર વર્ષ છે અને ચુમ્મોંતેર વર્ષ એટલે આજે હું મારી જિંદગીની લાઈફ પૂરી થવાની આરા પર છે જો પાંચ વર્ષ હું જીવી જાઉં તો કંઈક યાદ રહે નહીં તો કંઈક કે કારણ કે આજ આજ જીવનમાં જીવનની ક્ષણો કયારે તબક્કે ક્યાં ઘટી જશે કોઈને જ ખબર નથી જેથી જે કંઈ અત્યારે લાભ મળેલો છે તે અમારા મોબાઈલમાં અમે કેપ્ચર કરી રાખીએ છે વિડીઓમાં રાખીએ છે અને એ રીતે એ વિડિયો બધા ગ્રૂપમાં મોકલીને અમે જે પ્રવાસ કરેલો હોય એ પ્રવાસને યાદગાર તરીકે બતાવીએ છીએ